વિષય ઓડર કરેલ ફૂડની ગુણવત્તા અંગે ફરિયાદ પ્રિય રેસ્ટોરા સ્ટોરનું નામ મને આશા છેકે તમે સારી રીતે હશો હું તારીખનાં રોજ તમારું ફૂડ ઓડર કર્યું હતું જેમાં વિશેષ ફૂડ વસ્તુઓ સામેલ હતી જરૂરત મુજબ આ ફૂડના ગુણવતા પર મારો અભિપ્રાય છે કે તે તાજું નથી અને તેમાં દુર્ગંધ આવી રહી છે તે સામાન્ય રીતે આપણાં ધોરણનું પાલન નથી કરે આ મને આ લઈને ખોટું લાગ્યું છેકે અને હું આશા રાખું છું કે તમે આ સામેનો ઉકેલ લાવશો હું આ ફૂડની બદલી અથવા પૂરક રિફંડ માટે વિનંતી કરું છું મારા માટે આ મુદ્દા પર આપની ઝડપી અને સકારાત્મક પ્રતિસાદની અપેક્ષા છે કૃપા કરીને મને જાણ કરો કે આગળ શું પગલાં લેવાય તે વિષે આપના સહકાર માટે આભાર સાદર તમારું નામ તમારો સંપર્ક નંબર તમારું ઓડર નંબર જો લાગુ હોય